યોગનો એક અર્થ કાર્યમાં કુશળતા એ ઓરવામાં આવે છે સમગ્ર યોગની વાત કરીએ

યોગનાં આઠ પ્રકારો છે અને આ આઠ પ્રકારોમાં અષ્ટાંગયોગ એનાં આઠ પાદાન છે જેમાં યમનયમ આસન પ્રાણાયામ ધારણા ધ્યાનસમાધિ વગેરેનો સમાવેશ થાય છે જો માણસ સમગ્ર યોગ નહીં પણ માત્ર જેને આપણે યોગનાં આ આઠ પાદાન કહીએ છે આઠ પગલાઓ કહીએ છે એમ એને અનુસરવામાં આવે તો પણ યોગનો ઉપયોગ કાર્ય અંગત જીવન અવે સ્વસંભાળમાં કરી શકાય છે એમ કેટલાક નિયમોનું પાલન કરવું અને શરીર સ્વાસ્થ્ય માટે યોગાસન કરવા આ ઉપરાંત પ્રાણાયામ કરવા હું નિયમિત પ્રાણાયામ અને યોગાસન કરું છું જેનાથી આખો દિવસ થાક્યા વગર આપણે આપણું કાર્ય સારી રીતે કરી શકીએ છે એટલું જ નહીં પણ કાર્યમાંથી સારો એવો સંતોષ પણ મળે છે ઘણાં લોકો જીવનની અંદર ઘણાં બધાં પ્રકારનાં પ્રશ્નો સમસ્યાઓ અને મુશ્કેલીઓ અનુભવતા હોય છે એમાં શરીર સબંધિત મોટા ભાગની સમસ્યાઓને સંતુલિત કરવા માટે યોગ મહત્વની ભૂમિકા ભજવે છે એમ આથી મારું માનવું એવું છે કે જે લોકો જીવનનાં જુદા જુદા પાસાઓમાં જુદી જુદી બાબતોને અનુલક્ષી અને સંઘર્ષ અનુભવતા હોય એવા લોકોએ નિયમિતપણે યોગનો આશ્રય લેવો જોઈએ જેમાં વહેલી સવારે ઊઠીને અડધો કલાક ધ્યાન કરવું થઈ શકે એવા હળવા યોગાસન કરવા તેમજ પ્રાણાયામ કરવા જોઈએ જેથી શરીર છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય શરીરનાં સ્નાયુઓ સાંધાઓ હાડકાઓ વગેરે મજબૂત બને અને શરીર સ્વાસ્થ્ય છે એ પ્રાપ્ત થાય એની સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાનથી મળતી શક્તિઓ એ માણસને માનસિક સ્વાસ્થ્ય પણ પૂરું પાડે છે એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે એ મેળવવા માટે વ્યક્તિઓએ યોગને અપનાવવો જોઈએ એવી મારી સલાહ છે